નાટકો નૃત્યનો સો સાંસ્કૃતિક કાર્યક્રમોની વાત કરીએ તો અમારા સ્થળની વાત કરું તો આણંદ જિલ્લામાં ટાઉન હોલ આવેલો છે ત્યાં અલગ અલગ નાટકો સાંસ્કૃતિક કાર્યક્રમો નૃત્ય કોલેજો સ્કૂલોમાં આવી બધી જગ્યાએ યોજાય છે